યોગ શીખવા માટે હું ઈન્ડિયા ટીવી યોગા લાઈવ ચેનલને અનુસરું છું આ ચેનલ પર રોજ સવારે યોગ ગુરુ બાબા રામદેવના યોગ યોગ બતાવવામાં આવે છે જેમાં સરળ ભાષામાં

સહેલા યોગ કે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય તેવા યોગ બતાવવામાં આવે છે આ યોગ સવારના સમયે બતાવતા હોવાથી મારા રોજિંદા જીવનમાં સરળતાથી તેને અપનાવી શકું છું અને મારા જીવનને રોગમુક્ત જીવનને રોગમુકત અને સ્વસ્થ રાખી શકું છું યોગ એ શરીર માટે ઉત્તમ મનાય છે પણ ક્યારેક યોગ કરવા માટે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ યોગ માટે જરૂરી સામાન્ય બાબતો ધ્યાનમાં ન રાખે તો ક્યારેક યોગ કરતી વખતે મુશ્કેલીઓ મુશ્કેલી પડે છે જેમ કે ક્યારેક ભરપેટ નાશ્તો કરીને કે જમીને યોગ કરીએ તો યોગમાં બરાબર ધ્યાન કેન્દ્રિત કરી શકતાં નથી ક્યારેક બહાર ગયા હોય ને થાકેલા શરીરમાં યોગ કરતા યોગ કરવા બેસીએ ત્યારે તે યોગ્ય તે યોગ્ય નથી આપણો પોષાક યોગ કરતી વખતે એકદમ આરામદાયક હોવો જોઈએ યોગ હંમેશા એકદમ શાંત અને કુદરતી વાતાવરણમાં કરવા કરવા જેથી બીજા બીજાના અવાજો આપણને યોગમાં ખલેલ ન કરે યોગ કરતી વખતે મોબાઈલ ફોન પણ સાથે ન હોવો જોઈએ તેથી તમે યોગમાં ધ્યાન કેન્દ્રિત કરી શકો ક્યારેક વધુ ઉંમરનાં વ્યક્તિઓ અમુક યોગમાં યોગ સરળતાથી કરતા સરળતાથી નથી કરી શકતાં અને જો તેઓ કરવા જાય તો ક્યારેક યોગ કરતી વખતે શરીરને ફાયદાના બદલે નુકસાન પણ થવાનો સંભવ રહે છે યોગ